અ કયું પુસ્તક તમે વાંચ્યું અને પુસ્તકમાં તો બધા સામાજિક પછી બીજા ઘણાં હોય છે કોમેડી ફિલ્મી પરંતુ એક ધાર્મિક પુસ્તકમાં હું ધાર્મિક વ્યક્તિ છું મારું નાનપણથી જ બધું વાતાવરણ કુટુંબનું ધાર્મિક રહ્યું છે માતાજી પિતાજી નમાઝ પઢતા હતાં અડોશી પડ પડોશીની સાથે સારો વ્યવહાર કરવાનો આ બધું મેં મારા વાતાવરણમાં અને અમલમાં જોયેલું પરંતુ મેં કુજ આ બધું ક્યાંથી આવ્યું એ મારા એક મિત્ર હતા સૈયદ એમણે મને કહ્યું છે ભાઈ આપણે કુરાન શરીફ છે કુરાન શરીફ અરબી ભાષામાં છે એ બી તો સારું પુસ્તક પુસ્તક ધાર્મિક છે પરંતુ અરબી ભાષામાં આપણે શું સમજી શકીએ એ આપણી ભાષા છે નહીં પરંતુ આજકાલ દરેક ભાષામાં અનુવાદ થયા છે એટલી અમે ગુજરાતીમાં એનું વાંચન કર્યું અને જો ગુજરાતીમાં વાંચન કર્યું તો એમાં મને તો એવું લાગ્યું કે દુનિયાની બધી જ વસ્તુઓ કુરાન શરીફમાં છે કુરાન શરીફ જેણે સમજી લીધું અને જીવનમાં જેણે એનું અમલ કર્યું એ વ્યક્તિ જીવનમાં કોઈપણ જગ્યાએ પાછો પડે નહીં અને પોતાની સફળતાપૂર્વકનું જીવન જીવવામાં એ દરેક જગ્યાએ સફળ રહે એ આડોશ પાડોશના એમાં વ્યવહાર બતાવ્યા છે એમાં દરેક વ્યક્તિના હક બતાવ્યા છે અને દરેક વ્યક્તિના હકમાં તો એણે ત્યાં સુધી કહ્યું છે કે તમે જે વ્ય શહેરમાં રહેતા હોવ ત્યાં તમારે વફાદાર દરેક વ્યક્તિને થવું જોઈએ તમારા શહેરને પણ વફાદાર થાવ તમાર તમારા મા બાપને તમારી પત્નીને તમારાં બાળકોને તમારા આડોશી પાડોશીને અને કર્તવ્ય પાલનનું એક એવી તો ચાવી બતાવી છે કુરાન શરીફમાં અને સાદું જીવન અને ભગવાનના આદેશો મુજબનું જીવન અને કોઈ એમાં છળ નહીં કપટ નહીં કોઈ પોલિટિક્સ નહીં એવું જીવન ક્યાં આ પુસ્તક સિવાય બીજું તમને ક્યાં જોવા મળે